હેલો હું યુનિવર્સિટી ભવનમાંથી બોલું છું અને અહીંયા ઈમરજન ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં એક બેન ગંભીર રીતે દાઝી ગયેલા છે તો તેને તેની હાલત ખઉ ખૂબ ખરાબ છે તો તેના માટે સર તાત્કાલિક સૌ સારવાર મળે તેવું તે માટે વ્યવસ્થા કરવા વિનંતી કરું છું